હા જાગી શકે છે ભાવના નૃત્ય જેમકે દેશ દેશભક્તિનું આપણે કરતાં હોય છે તો એ પ્રમાણે લોકોનામાં પ્રેક્ષકોમાં ભાવના એવી જાગે છે